હેલો ઓલા કૅબમાંથી બોલો હું કૅબ બૂક કરાવી હતી એ કૅન્સલ કરવાની છે કારણ કે ડ્રાઈવર મોડો છે અને મારે તાત્કાલિક નીકળવાનું છે ઓકે આભાર